આમ જોઈએ તો નૃત્યના બે મુખ્ય પ્રકારોમાં સાંસ્કૃત્રિક નૃત્ય અને પશ્ચિમી નૃત્ય આ બે પ્રકારો મોટેભાગે જાણીતા છે હવે એમાં સાંસ્કૃતિક નૃત્યની વાત કરીએ તો કથક છે કથકલી છે ગરબા છે કુચીપુડી છે આ બધા ભરતનાટ્યમ આ બધા જાણીતા નૃત્યો છે હવે આમાં સંસ્કૃતિ એ એક યા બીજી રીતે જોડાયેલી છે એમ કહી શકાય પહેલું જોઈએ તો ગરબા જ એક એવું નૃત્ય છે કે જે ધર્મને કેન્દ્રમાં રાખીને જ કે જે સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે તેમાં અંબા કે શક્તિની પૂજા કરવામાં આવે છે અને ગરબા એ ખાસ કરીને ગુજરાતનો પ્રચલિત નૃત્ય ગણવામાં આવે છે હવે આમાં સંસ્કૃતિ સાથેનો સબંધ આમાં એ કે શક્તિની જ પૂજા કરવામાં આવે છે જે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી છે આમાં હવે શક્તિના નામે મતલબ સંસ્કૃતિના નામે આપણે અલગ અલગ રીતે વિકસાવી શકીએ જેમાં નવા નવા સ્ટેપ્સ બેસાડી શકીએ કે પછી અલગ અલગ મુદ્રાઓ પણ આમાં હવે આપણે કરી શકીએ અને તે આજે ગુજરાતનું જે એક નૃત્ય છે તે લગભગ સમગ્ર વિશ્વમાં જાણીતું થઈ ગયું છે વિશ્વના પણ અલગ અલગ દેશોમાં પણ ગરબા કરવામાં આવે છે અને એ પણ એ રીતે કે ગુજરાતની સંસ્કૃતિ છે તો એને વિસ્તારવા માટે લોકો ગુજરાતથી અલગ અલગ રાજ્યો કે અલગ અલગ દેશોમાં જાય છે અને તેનો તેને વિસ્તારવામાં મદદ કરે છે તેને પ્રસારવામાં મદદ કરે છે બીજુ જોઈએ તો આ વાત થઈ સેમી ક્લાસિકલની હવે ક્લાસિકલમાં જોઈએ કથક છે ભરતનાટ્યમ છે કુચીપુડી છે આ બધા નૃત્યોમાં જે મુદ્રાઓ ધારણ કરવામાં આવે છે એ જેને પોઝિશન કહીએ છીએ એ પોઝિશન વધુ પડતી દેવી દેવતાઓના શું કહેવાય દેવી દેવતાઓના પ્રતીકરૂપ હોય છે જેમ કે કૃષ્ણ છે તો કૃષ્ણને અલગ અલગ રીતે તેમાં દર્શાવવામાં આવે છે ક્યાંક વાંસળીનું પ્રતીક બનાવીને ક્યાંક મોરપંખનું પ્રતીક બનાવીને પણ અલગ અલગ રીતે તેને પ્રતીક રજૂઆત તેની કરવામાં આવે છે આ જ રીતે અન્ય જે નૃત્યના પ્રકારો છે ભરતનાટ્યમ છે કે અન્ય કોઈ પણ તેમાં પણ આ જ રીતે તેમાં પણ આજ રીતે અલગ અલગ દેવી દેવતાઓ કે અલગ અલગ અલગ અલગ જે પરંપરાઓ છે તેને વણી લેવામાં આવી છે તેને એક સ્ટેપ કે એક મુદ્રા રૂપે પ્રસ્તુત કરવામાં આવે છે તો આ રીતે નૃત્યના પણ વિવિધ પ્રકારમાં પણ સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વર્ગોનો મોટો ભાગ છે અલગ અલગ મંદિરોમાં આવા પણ ઘણાં ખરા કાર્યક્રમો પણ થાય છે કે જેમાં જે તે શૈલીનાં નૃત્યના જે નિષ્ણાતો હોય છે તે ત્યાં જઈ અને પ્રદર્શન કરે છે પોતાના પ્રોગ્રામ્સ આપે છે કે જેનાથી એ કોઈ એક સંસ્કૃતિ અને હારોહાર એ એક નૃત્યના પ્રકારનો પણ વિકાસ અને વિસ્તાર થાય છે તે સામાન્ય લોકોમાં જાણીતું બને છે અને લોકો તેને વધુમાં વધુ અપનાવે છે અને તેને શીખવાનો પ્રયાસ કરે છે